ખેતરમાં જોઈએ તો જ્યારે અઈયાથી ભણવાથી વેકેશન હોય ત્યારે મોસ્ટલી હું ખેતરમાં હોય મતલબ વેકેશન દરમ્યાન ખેતરનું કામ જ અમે કરતાં હોય છે એ સિવાય પણ જ્યારે જ્યારે વચ્ચે મીની વેકેશન્સ આવે કે રજાઓ આવે ત્યારે અવાર નવાર ખેતર જતાં હોઈએ છે આ સિવાય અમારું પરિવાર આખું ખેતી ઉપર જ નભે છે એટલે મોસ્ટલી ખેતરના કામોથી ઘણો અનુભવ છે અને ખેતીના લગભગ બધાં કામો અમે કરીએ છીએ અને ખેતીના કામોમાં પશુપાલનથી લઈને પશુ પાલન કરીએ છીએ પશુ પાલનમાં ગાયો ભેંસોને બળદને ચારવો કાપીએ એને ચારાનું કામ કરીએ એને પાવા ટોવાનું કામ કરીએ પાવા ટોવાનું મતલબ એને ટાઈમે ટાઈમે એને ખાવાનું આપવું પડતું હોય ટાઈમે ટાઈમે એને પાણી પીવડાવું પડતું હોય તો એ કામો કરીએ છીએ આ સિવાય ખેતીમાં ખેતીમાં આપડે શરૂઆત કરીએ તો ઉનાળાના સમયમાં ખેડ કરવી પડે મતલબ ખેતી ખેતર ખેડવું પડે જ્યારે નવરાશનો સમય હોય મતલબ ઉનાળામાં હવે ખેતર ખેડીએ પેલા માનો કે હળીએ પછી રોટાવેટર ચલાવીએ એ પછી એને આપડે શું કેવાય જે કાંઈ આપડે વાવવાનું હોય તો એ રીતે માનો કે કપાસ વાવવાનું હોય તો ચાસ નાખવો પડે જાર વાવાની હોય તો ડાયરેક ઓટોમેટિક વાવણીયાથી એને વાવી શકાય સે તો એ રીતે આ બધા કામો હવે ઘણાં કામો ટેકનોલોજી આવતા સરળ બની રયા છે જેમકે પહેલાના સમયમાં ખેડ કરવાની હોય તો મોસ્ટલી એ બળદ ઉપર આધારિત હતી એટલે શારીરિક શ્રમ વધુ કરવો પડતો હતો જ્યારે હવે ટેકનોલોજી આવતા ટ્રેક્ટર ઘણા આવી ગ્યાં છે ટેકનોલોજી આવતા કામ ઘણા સરળ થઈ ગ્યાં છે ઓછો સમય લ્યે છે અને જલદીથી કામ થાય છે અને ઓછા ખર્ચે થાય છે માટે એ ઘણું સરળ થઈ ગ્યું છે માટે ઓછા સમયમાં જાજું કામ પણ હવે કરી શકાય છે એટલે પછી માનો કે આપડે ક્રોપ્સ વાવીએ ઉગાડીએ એને ત્યારે જો વરસાદ હોય તો કોઈ પ્રશ્ન નથી પણ જો વરસાદ ન હોય તો આપડે એને પાણી પાવાનું હોય એને સમયે સમયે દવા ખાતર આપવાનું હોય એને નીંદવા પરે મતલબ આજે વધારાનું ખડ ઉયગુ હોય કે જે માત્રને માત્ર નુકશાનકારક હોય તો એને કાઢવું પડે તો એને નીંદામણ કેવાય એ પછી જંતુનાશક દવાઓનો છંટકાવ વારંવાર કરવો પડતો હોય છે કે વારેઘડીએ ખેતરમાં આપડા પાકમાં રોગ આવતો હોય તો એ રોગને દૂર કરવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતાં હોય અને છોડની વૃદ્ધિ વધારવા માટે તો એને સમયે સમયે પાણી આપવું પડતું હોય અને દવા ખાતર આપવા પડતા હોય તો રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ થાય છે સેંદ્રિય ખાતરોનો ઉપયોગ પણ થાય સે તો આ બધા જનરલ કામો છે કે જે આપડે કાયમને કાયમ કરવા પડતા હોય એની કોઈ નોંધ ન લેવાતી હોય એ સમયે સમયે થતાં હોય તો આ આપણાં ખેતીનાં કામો છે અને આ ખેતીનાં કામોથી આરોગ્ય ઉપર પણ ઘણી અસર થાય સે આરોગ્ય આપડું સુધરે છે કાયમને કાયમ ખેતીમાં શ્રમ કરતાં રેવાથી શરીરને કસરતની જરૂર રહેતી નથી જે શહેરના લોકો કાયમ આપડે કઈએ કે એ લોકોને જિમ જવું પડે છે વોકિંગ કરવું પડે છે રનિંગ કરવું પડે છે એવું ખેડૂતને નથી કરવું પડતું ખેડૂતનું શરીર એકદમ ચુસ્ત હોય છે અને શ્રમ કરવાથી એકદમ નીરોગી રહે છે એટલે આરોગ્ય ઉપર પણ ઘણી અસર થાય છે બીજું કે તમે ખેતીમાં શ્રમ કરતાં હોય એટલે તમને ભૂખ પણ સારી લાગશે એટલે ડાઈજેસ્ટિંગ સિસ્ટમ પણ સારી રેશે એના કારણે સારું ખાશો ગામડામાં વાતાવરણ હશે એટલે સારું ખાવા મળશે અને પેટ ભરીને જમશો એટલે શરીર પણ સારું રેશે એટલે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખેતીના લીધે ઘણા ફાયદા થાય છે